હલો અલા હિરેન તારી એક મદદ જોઈતી હતી આ મારે સરકારી ચકાસણીની પ્રક્રિયા માટે આધાર કાર્ડ આપવાની જરૂર છે પરંતુ મારી જે ભૌતિક નકલ જે મને મળી નથી રહીં તો અને સમય સાલો બહુ ઓછો છે તો સાલું કંઈક પેલું ડિજીલૉકર આવે છે ને એમાં આપણે કઈ રીતે હારું આધાર કાર્ડ કરી શકીએ પાછું પુનઃપ્રાપ્ત તને કંઈ આઇડિયા ખરો